હું રસોઈમાં બે થી ત્રણ કલાક જેટલું સમય પસાર કરવા માગું છું રસોઈ બનાવવાનું એ મારી રુચિ છે સારી સારી એવી નવી નવી વાનગીઓ અને સ્વાદથી ભરપૂર હોય એવી હું પ્રયાસ કરું છું અને એ બનાવીને હું પરિવારને ખવડાવું છું જેથી મારો પરિવાર ખુશ રહે અને સ્વસ્થ રહે એમનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે હું બહુ જ મહેનત કરું છું રસોઈ ઘરમાં મેં એક વાર એક જટિલ રેસીપી બનાવી હતી એ હતી રાજગીરીના લોટની પૂરી ભીનું બટેકાનું શાક અને હલવો એ મેં બનાવવાનું બહુ પ્રયાસ કર્યો હતો એ બહુ જટિલ હતી પણ હું એમાં બહુ નિષ્ફળ થઈ ગઈ હતી એ મારો પ્રયાસ મને હજુ યાદ છે